બાળપણથી જ મને અલગ અલગ પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે અ ગાંધીજીના સત્યના પ્રયોગો જે પુસ્તક છે જેમાં ગાંધીજીની જીવન ચરિત્ર નું વર્ણન થયેલું છે જીવન જીવનની અલગ અલગ રીતો છે કેવી રીતે પોતાનું જીવન જીવવું જોઇએ તેવાં ઘણી બધી બાબતોનો તેમાં સમાવેશ કર કરવામાં આવ્યો છે તે ઉપરાંત રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા વગેરેનું વાંચન કરવું મને ખૂબ જ ગમે છે રામાયણમાં ભગવાન શ્રી રામનાં ચરિત્રનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધર્મ પૂર્ણની બાબતો જેવી ઘણી બધી બાબતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને જયારે અર્જુનને મહાભારતના યુદ્ધ વખતે જે ઉપદેશ આપવામાં આવ્યા હતા તેમાં તે તે વાંચવું મને ખૂબ જ પ્રિય છે અને હું તેનું ઘણી વખત વાંચન કરતો હોઉં છું શ્રીમદ્ ભાગવદ્ ગીતા વાંચવી પણ મને ખૂબ જ ગમે છે ઘણી બધી પુસ્તકો મેં વાંચેલાં છે અને તેનું હું જીવનમાં પણ હું પાલન કરું છું